મારા લગ્નની ભાગદોડમાં હવે સમજાય છે કે કેટલાં બધા કામ બાકી છે અને નવા કામ ઉમેરાતાં જાય છે અરે નવા કામ એટલે આધાર કાર્ડ પાનકાર્ડ પાસપોર્ટ બધામાં નામ અને સરનામું બદલાવાની પ્રક્રિયા એમાં પણ પાસપોર્ટ બદલવાની પ્રક્રિયા પહેલાં બાકીનાં ડોક્યુમેન્ટ બદલવા પડશે પછી નવાં ડોકયુમેંટ આધાર કાર્ડ પાનકાર્ડ ફોટો વગેરે જોઈશે જૂનો પાસપોર્ટ પણ જોઈશે અને ફેરફાર કરવા માટેનું ફોર્મ પણ જોઈશે એ ભરીને નજીકની પાસપોર્ટ ઓફિસે જવું પડશે અને પાત્રતાલાયક છે કે નહીં એની ચકાસણી પણ કરવી પડશે આમાંયે કેટલા બધા ધક્કા થશે